હલો આ તમે મોબાઈલ રીપેરિંગમાંથી બોલો આપણે મારે મોબાઈલ બગડી ગયો હતો અમે તમને મોબાઈલ આપી ગયા હતા દસ પંદર દિવસ થયા તમે કાલે કાલે કરો છો આપતા નથી મોબાઈલ શું છે સર તમારે સર મોબાઈલના બેક કેમેરો ખરાબ થઈ ગયો હતો બેક ગ્લાસ ખરાબ થઈ ગયો હતો ને આગળનું ડિસ્પ્લે ગઈ હતી હું તમને કરાવવા આપ્યું તો તમે કાલે કાલે ધક્કા ખવડાવો છો આવું ચાલે અરે પણ સાહેબ બે દિવસ તમે બે દિવસ ક્યારનાં કીધા છે એ પંદર દિવસ થયા મારે આપે આટલું બધુ સાહેબ ના હોય ના હોય તો મારા પૈસા મને પાછા આપી દો હું બીજાનાં ત્યાં કરાવી લઉં તમારાથી ના થતું હોય તો સાહેબ અમે તમને ત્રણ હજાર રૂપિયા આપેલાં બધાનાં તમે અમને પચીસ સો કીધા તો બી અમે તમને પેહેલેથી પાંચસો વધારે આપ્યા સાહેબ તમે અમારું કામ કરી આપો મોબાઈલ વગર નથી ચાલતું સાહેબ બે દિવસની અંદર નહીં થાય તો ચાર હજાર રૂપિયા લેવામાં આવશે હા તે બે દિવસ રાહ જોઈ લઇએ છીએ પછી તમારો તમે મને મોકલી દો તમારો ફોન ના આવ્યો તો તમારા પાસેથી ચાર હજાર લેવામાં આવીશ અત્યારે હું વડોદરામાં છું હા તો આવી આવી જાઉં છું સાહેબ મને ફોન કરજો હોં કલાક પહેલાં ફોન કરજો લેવા આવું કેમ કે હું ટ્રાવેલિંગ કરતો રહું છું મારે બહુ કામ હોય છે આ હું નહીં હોય તો મારા માણસને મોકલી દઇશ તમારે ત્યાં હા ચાલો પણ કરી આપજો સાહેબ નહીં તો પછી ચાર હજાર લેવામાં આવશે